અમારા વિસ્તારમાં એક્સરે સિટી સ્કેન અને એમઆરઆઈ એ બધાં જ સાધનો અવાઈલેબલ છે અને અમારે અહીંયા એરિયામાં લોહીની તપાસ કરાવાની હોય સિટી સ્કેન કરાવાની હોય બ્લડ પ્રેસર કે કઇં પણ મતલબમાં કોઈપણ એક્સ વાય ઝેડ રિપોર્ટ કરાવવાના હોય તે બધા જ રિપોર્ટ અમારે અહીંયા એરિયામાં જ થઈ જાય છે